હા રીસેન્ટલી હમણાં ઓનલાઇન અમે લોકોએ ફ્રિજ ઓર્ડર કર્યું હતું અને એનો એક્સપીરિએન્સ કંઈ કહીએ તો પોઝિટીવ એક્સપીરિએન્સ છે વર્લપૂલનું ફ્રીજ લીધેલું હતું તો એમની જે ડિલીવરી છે એના ડેટ એક્ઝેટ જે ડેટ પર ડિલીવરી કીધું હતું એજ દિવસે મને એમની ડિલીવરી મળી હતી અને એમનોજ માણસ અમારી પાસે આવી એનું એનું જે મેનેજ એ લોકોનું જે મેનેજમેન્ટ છે અરેન્જમેન્ટ્સ છે આવી અને અનુ એ લોકોની જે એનો જ એક પર્સન એક વ્યક્તિ જોડે આવે છે એજ બધું સેટઅપ કરીને જાય છે મતલબ અનબોક્સ કરે છે બધું સેટઅપ કરે છે બધી રીતે સમજાવે છે બધી વસ્તુને કે તમારે કેવી રીતે એનો યુઝ કરવાનો એના ફીચર્સમાં કયું કયું ફીચર છે એ શાના શાના માટે હોય છે કેટલા ટેમ્પરેચર સુધી તમે આને આમ કરી શકો છો લાઇક એનું બધુંજ ડીટેલ્સમાં એની બધી જ ફીચર્સનું એના વિશે અમને જ્ઞાન આપ્યું અમને એના વિશે અમને સમજણ આપી એના પછી એ બધુંજ એ અનબોક્સિંગના જે બોક્સીસ હતા એ તે બધીજ વસ્તુ એ પાછા લઈ જાય છે અને વ્યવસ્થિત રીતે સેટઅપ કરીને જાય છે અને એવું નહીં કે એ લોકો જરા બી ગુસ્સો કરે કે રૂડ રૂડ આપણા જોડે વાત કરે કે એવું કસું બી બહુજ સરળ અને સારી ભાષામાં બોલે સમજાવે ન સમજ આવે તો બીજી ત્રીજી વાર પણ સમજાવે એ લોકોને અને લોકો ને કસ્ટમર કેર જોડે વાત પણ તમે યોગ્ય રીતે કરી શકો છો એ લોકો ફોન પણ ઉપાડે છે ને વાત પણ કરે છે